નમસ્તે પહેલાં તો મારો ફેવરિટ તહેવાર છે એ નવરાત્રી છે નવરાત્રી છે એ નાના નાના ખૂબ રાજી થાય છે અને મોટા ખેલૈયાઓ છે એ પણ ખૂબ રમવા માટે ઉત્સુક હોય છે તો એના માટેના ઘણા ગીત છે કે જેમ છે કે

એ ગીત છે એ કાના અને રાધા ઉપર આધારિત છે કે જ્યારે જાણે રાધા રાસ રમતા રમતા પોતાના કનૈયાને બોલાવે છે કે તું આવ તારા વિના મને કાના રાસ રમવું નથી ગમતું એવી જ રીતે નવરાત્રી માટે બીજા ઘણા ગીત છે કે જેમાં જે માતાજીના ગીત છે

એ ગીત છે પછી છે કે નવરાત્રી પૂરી થાય એટલે પૂનમ આવે તો કે

એ છે તો એ જ નવરાત્રીમાં પૂનમને આધારિત ગીત છે પછી ઘણા છે કે એના પે માતાજીની આરતી જે છે

જે આરતી છે એમાં એક નોરતાથી પહેલા નોરતાથી માંડી અને પૂનમ સુધીના હરએક નોરતાની એક એક કળી આવે છે આવી જ રીતે નવરાત્રીનો તહેવાર એ મારો મને ખૂબ જ ગમે છે જે તહેવાર કે જેનામાં જેમાં મેં મારી નાની બેબીને પણ રાખેલી છે તેને પણ રાસ રમવું અને તૈયાર થઈને બધા ખેલૈયાઓ સાથે રમવું ખૂબ જ ગમે છે એવી જ રીતે જ્યારે કાનાનો જનમ દિવસ આવે છે કે જેને આપણે ગુજરાતી લોકો જન્માષ્ટમી કહીએ છીએ કાનાનો જનમ દિવસ એ અમારા માટે તો કે વિષ્ણુ ભગવાનના અવતારનો જ્યારે આઠમો અવતાર એ જે જે ક્રિશ્ન ભગવનનો જનમ કહેવાય છે તો એના માટે તો અને કાના માટે તો જેટલા શબ્દના વર્ણન કરીએ એટલા ઓછા છે તો કે ક્રિશ્ન ભગવાન કે જે આપણી પૃથ્વીને બચાવવા માટે જે ભગવાન અવતાર લેવાના છે તેમાંનું એક અવતાર છે ક્રિશ્ન ભગવાન તેના જનમ એટલે કે શ્રાવણ વદ આઠમ એ જન્માષ્ટમી તરીકે ઓળખાય છે જન્માષ્ટમીમાં કાનાનો જનમ જન્માષ્ટમીના દિવસે કાનાનો જનમ રાત્રે બાર વાગે થયો હતો અને ત્યારે લોકો ઠેક ઠેકાણે બધું શણગારે છે અને મટકી ફોડ મટકી ફોડનો કાર્યક્રમ કરે છે ક્રિશ્નના જે અલગ અલગ પોતે જે લીલા કરેલી છે ક્રિશ્ન ભગવાને જે આપણા ગુજરાતીઓ માટે તે કરેલી છે ત્યારબાદ કે ક્રિશ્ન ભગાવને કેટલા રાક્ષસો જે અવતર્યા હતા એ બધાને મારેલા તે બધાની જુદી જુદી જગ્યાએ અમારા ગામમાં ઘણા પ્લોટ પ્લોટ ગોઠવાય છે કે જે જોવા માટે અમે લોકો હર વર્ષે જઈએ છીએ અને કૃષ્ણ ભગવાનનો તહેવાર આનંદથી અમે ઉજવીએ છીએ ઘરે ઠાકોરજીની સેવા કરીએ છીએ એટલે ઠાકોરજી એ ખુદજ કૃષ્ણ ભગવાન કે જે ઘરમાં બિરાજે બિરાજતા હોય અને એની એ કૃપા દ્રષ્ટિ જો આપણી માથે પડી જાય તો આપણને એમ લાગે કે ના ખરેખર ઠાકોરજી તારી કૃપા અપરંપાર છે એવી જ રીતે ઘણા છે કે જે શ્રીજી બાવા અમારા છે તો એના પણ ઘણા ગીત છે

શ્રી નાથજીનો પાટો પાટોત્સવ એટલે શ્રાવણ સુદ સાતમના દિવસે શિલાજીનો પાટોત્સવ છે અને હર મહિનાની કારતક મહિનાથી માંડી અને આસો મહિના સુધીની પૂનમ ભરવા ઘણા લોકો શ્રીજી બાવાના દર્શન કરવા જાય છે પૂનમ ભરવાનું નિયમ લે છે જેનાથી શ્રીજી બાવાની કૃપા દૃષ્ટિ તેના પર પડે છે અને ખરેખર એ લોકોને ઘણો લાભ થાય છે હું તો એ જ કહું છું કે ખરેખર કોઈ જીવનમાં એક ટેક રાખવી જે ભગવાન આપણી સાથે આપણી સહાય કરે ચોક્કસ કરે જ છે જો તમે કોઈ પણ એક ટેક જીવનમાં રાખો તો ભગવાન આપણી સહાય કરે જ છે પૂનમ ભરવાથી ઘણા લાભ થાય છે હર મહિનાની જીવન ઓમ અને ઓમ પણ કોઈ પણ મનુષ્યને પોતાના જીવનમાં એક ટેક તો એવી હોવી જ જોઈએ કે જેના કારણે તેને જીવનમાં એવું લાગે કે નાના મારે આ જીવનમાં ખરેખર કરવું જ જોઈએ તો તેવી જ રીતે ઘણા લોકો જાય છે તો શ્રીજી બાનું ઘણા બીજું પણ એક ગીત મને ખૂબ જ ગમે છે તો કે

એટલે શ્રીજી બાવાની એ છે કે અંત સમયે પ્રભુ તું મારો હાથ ઝાલજે અને તારા ધામમાં લઈ જાજે ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજે મને મનુષ્ય છું હું તો મને કોઈ જાતનું કાંઈ આ તે છીએ નહીં કોઈ ખબર પડતી નથી શું પાપ છે શું પુણ્ય છે પણ અંત સમયે એક એટલું ધ્યાન રાખજે કે પ્રભુ તારા ધામમાં લઈ જજે એ રીતના આ રીતના અમારા ઘણા તહેવારો છે એ સિવાયનો જે તહેવાર છે એક છે રામ નવમી રામ ભગવાનનો જે અને મને તો રામ નવમીનો તહેવાર ખૂબ ગમે છે જે રીતે કૃષ્ણ અવતાર થયો છે એ જ રીતે કૃષ્ણનો બીજો અવતાર કે જે રામાવતાર થયો છે રામ અવતાર થયો છે તેની આરતી છે શ્રી

આવા તો ઘણા તહેવારો છે અમારી ગુજરાતી લોકોમાં કે જે અમે ઘણા વર્ષોથી ઘણા ઉજવીએ છીએ અને અમે અમારા નાના બાળકોને પણ આ તેવારો વિષે સમજણ આપીએ છીએ કે જેનાથી તે લોકો મોટા થાય એ પછી તેને પણ સમજણ આવે કે રામ ભગવાન કોણ હતા કૃષ્ણ ભગવાન કોણ હતા આપણામાં એના માટે મને નવરાત્રીના તહેવાર ખૂબ જ ગમે છે અને તેનું જે ગીત છે

એ ગીત એ મને ખૂબ જ ગમે છે કે જ્યારે રાધાજી રાસ રમતી હોય છે નાની નાની છોકરીઓ રાધાના રૂપમાં જે રાસ રમતી હોય છે તે ક્રિશ્ન ભગવાનને કહે છે કે રા કાના તું જલદી રમવા આવ મને તારા વગર નથી ગમતું એ રીતે નવરાત્રીનો તહેવાર મને ખૂબ જ ગમે છે અને તે ગીત પણ મને ખૂબ ગમે છે